અમારે ત્યાં શાકભાજીનું ઉત્પાદન કરવા માટે અમે સાંકડ વરસાદના કારણે અમે આમ અનેકવાર અનેક શાકભાજી ઉગાડી શકીએ અને શાકભાજીને ઉગાડીને સારી એવી ગુણવત્તા વાળું ખાતર યુરિયા ડાઈ પોટાસ સલ્ફેક્સ એવું અમે વાપરીએ છીએ અને સારી રીત રીતે શાકભાજીનો પ્રમાણિકતા વધે છે અને સારી રીતે આવક પણ આવે છે એમ અને શાકભાજીમાં પાકોમાં હમણાં રીંગણ રીંગણ ટામેટાં છે એમ દૂધી છે કારેલાં છે એવા અનેક પાકો અમે પકવીએ છીએ અને સારી એવી આવક પણ શાકભાજીમાં આવે છે અને કઠોળ કે તુવેર દાળ વર્ષે તુવેરો અમે તુવેરો હોરીયે પછી એવી સારી ઊગી ગયા ફળ શાકભાજી તુવેર પછી પણ અમે એમને ઘાસ ચારો કાપીને એમ આગળ આગળ જેમ જેમ મોટી થાય તેમ તેમ એનો ઘાસ ચારો કાપી નાખીએ છીએ અને એની ખેડ કરી ખેડ કરીને અમે એને સારી સારી રીતે ઉત્પાદન કરીએ છીએ અને એનું જ્યારે ફૂલ આવે ત્યારે અનેક જાતની ટેકનોલોજી પ્રમાણેની દવાઓ વાપરી અને જે એને જંતુનાશકને દૂર કરીને અમે સારી એવી તુવેરનો પાક પણ અમે લઈ શકીએ છીએ અને એક અડદ અડદ પણ અમે ઉગાડીને એને અડદમાં નિંદિને મોટા ઉછેરી નાખ્યા પછી એનું ફૂલ જ્યારે આવે છે ત્યારે એનું ફળ લાગે છે અને ફળમાં સારી રીતે પાક આવે અને અડદનો અત્યારે પાક સારામાં સારા આવે છે અને સારા પ્રમાણે એનો વજનદાર અને સારો એવો ભાવ મળીને અમને પાકમાં વધારો કરે છે એમ અને જુવાર અનેક જાતની જુવાર અમે કરીએ છીએ લાલ ને સાબ્રેડ સાબ્રેડ જુવારની અંદર અમે ચારો એવો પાક ઉગાડીને એને ખાતર યુરિયાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ઉપયોગ કર્યા પછી ખાતરનો ઉપયોગ કર્યા પછી અમે એના હળ લાકળું ફેરવીને એનું ઉછેરીને અમે એને જ્યારે જુવારનો પાક આવે તે વખતે ડ્રાઈ પોટાસ સલ્ફેક્સનો ઉપયોગ કરીએ ત્યારે એનો પાક સારામાં સારો આવે છે અને જંતુનાશક થાય તો એની પણ જંતુનાશકની દવાઓ ઉપયોગ કરીને સારામાં સારી એવી પાક લઈએ છીએ અને અમને સારામાં સારી એવી આવક આવતી રહે છે અને દર વર્ષે એવા અનેક જાતના કઠોળો અમે પકવીને સારા બજારોમાં પણ અમે સારી રીતે ભાવ મેળવી શકીએ છીએ અને સોયાબીન સોયાબીન યુક્ત એને ઉગાડીને સારી રીતે એવું પાક આવે અને સરખી રીતે એનો પાક મળે ત્યારે બજારો ભાવમાં અમને સારી એવી આવક લાવે છે ત્યારે અમને ખૂબ ખૂબ જ આનંદ થાય છે સારું કારણ કે અમે જે ઉત્પાદન કરીએ છીએ ડાંગર ડાંગરની પણ અમે રોપ નાખીએ ત્યારે ઊગે ઉગીને ઉખેડી પછી રોપણ વાળી ડાંગર અમે રોપી અને એની બરાબર વિછળ પાડીને અમે રોપીએ ત્યારે એનું ઉત્પાદન થાય છે રોપ્યા પછી બે ચાર વખત હરખી રીતે પાણીનો પાણીના આરો પાણીના કંપ્લેટ રીતે આપણે આપવું પડે છે ત્યારે પાણી આપી આપીને પછી એનો ખાતર નાખીને ખાતર નાંખ્યા પછી પણ એવી સારી એવી એનો પાક આવે ત્યારે એને કાપીને જોળીને પસી અમારા ઘરે લઈ અવાતો હોય ત્યારે ત્યાં સુધી અમને ખાવા મળતું ના હોય એટલે અમે એને સારી રીતે પાકમાં ફેર બદલી કરીને પણ અમે શારીરિક રીતે અમે ખાઈએ છીએ એમ એટલે